હા પ્રતિકભાઈ બોલો હા હા ઓકે હા હા ઓકે ના ના જરૂરથી જણાવીશ તમને કે જુઓ આપણે ગુજરાતની અંદર અમારે અહીંયા ઘણું બધું ફરવાનું જ છે કે ટ્રાન્સપોર્ટ મતલબમાં બધી રીતનાં સારી જગ્યા છે જેવી કે જુનાગઢ જાઓ તો ત્યાં ગિરનાર છે કચ્છની એમ તો દાદા મેકરણની જગ્યા છે પછી માતાનો મઢ છે પછી અહીંયા અંબાજી છે બેસ્ટ ઓપ્સન બેસ્ટ ઓપ્સન તો એના માટે ટ્રેન પણ છે અને તમે કોઈ ગાડી બાંધીને જાઓ તો એ વધારે બેટર રહેશે પછી જેવી એ તમારી આપણે કેપેસિટી એ પ્રમાણે જઈ શકાય હા સાપુતારા એક બહુ જ મસ્ત હિલ સ્ટેસન છે તો એમાં પણ અત્યારે બસ અવાઈલેબલ છે અને ગાડી પણ તમને ટાવેરા કે એવી કોઈ બાંધવી હોય તો એ સાત હજારથી પંચોતેરસોના રેન્ટ પર એ વન ડે માટે આવે છે પછી સાપુતારાની સાથે સાથે બીજા પણ ત્યાં જે પિકનિક સ્પોટ છે ત્યાં પણ તમને ફરવા લઈ જશે હા હા હા હા હા હા હા હા હા તો એ બોસ હા બેટર રહેશે ઓકે ઓકે હા હા બાય